યશભાઈ હા બોલો તમે શું લેવા આવ્યા છો શોપ ઉપર હા સાહેબ ત્રણ થી ચાર હજારમાં કઈ કંપનીના જોઈએ છે હં પુમા અને નાઇક એ મારી જોડે એડીદાસ પણ અવેલેબલ છે પુમા અને નાઇક પણ અવેલેબલ છે તો તમારે કેટલું બજેટ છે અરાઉંડ અચ્છા એવું અને તમારી શૂઝની સાઇઝ શું છે સર મારી જોડે અવેલેબલ હશે જ હુ તમને ખાલી જોઈને કઈ દઇશ વાંધો નહીં અને કઇ પૂમ પૂમી અને બીજી કઈ કંપનીમા નાઇકમાં ઓકે ચલો અને બીજી કોઈ કોઈ કંપનીના જોઈતા હોય તો હં પૂમા અને નાઇક પુમાનું કંફર્ટેબલ સારું છે શુઝનું અને નાઇક અગર એય સારા તમારા માટે શુઝ હા ચલો મારી જોડે આવશે તો તમને આપી દઇશ તમારો કોન્ટેક્ટ નંબર અને ડિટેઈલ્સ મને શેર કરી દેજો હા સારું ચલો